હું ગીતોનો ખૂબ જ મોટો ચાહક છું તેમાંય ગુજરાતી ગીતો જો આવી જાય તો તો મને મજા જ પડી જાય આપણા જે ગુજરાતનું ગૈરવ કિર્તીદાન ગઢવી એમના એક બે ત્રણ વર્ષો પહેલાં એમનો એક ડાયરો હતો તે ડાયરામાં હું ગયો હતો મને ત્યાં એટલી મજા આવી કે હું તેમ તેમના ડાયરામાં મંત્રમુગ્ધ થઈ ગયો જ્યારે તેઓ પોતાના જાતજાતના ભજનો ગાય ત્યારે તેમના અવાજમાં એક એક સિંહની ગર્જના જેવો અવાજ છે તેમનો લોકોને મજા આવી જાય પછી તેમણે પોતાનું છપાકરૂ ચાલુ કર્યું છપાકરૂ એટલે કે ગુજરાતી રેપ જે રેપ સોન્ગ હોય જે તેવી જ રીતે આપણે જે ગુજરાતીમાં કરીએ તેવું એ વર્ષોથી રેપ એવી રીતે છપાકરાના નામે ચાલતા રહે છે તેમાં મને ખૂબ જ મજા આવી હતી કિર્તીદાન ગઢવીજી મારા ગુજરાતી સૌથી સૌથી ચહીતા ગાયક છે મારા અને જો મને જો કોઈ આના સિવાય કે કિર્તીદાન ગઢવીજી સિવાય મને જો કોઈ ગાયકને મારે જીવંત સાંભળવા હોય તો તેમાં આપણા હિન્દી ગીતોના ગાયક કેકે તેમ તે મારા ખૂબ જ ચહીતા ગાયક છે તેમને મને સાંભળવું ખૂબ જ ગમે છે તેમના જે ગીતો છે તે હું રોજ રાતે સાંભળતો હોઉં છું જ્યારે મને ખબર પડી કે તેમનું નિધન થઈ ગયું છે ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કારણ કે એમના ગીતો સાંભળતા સાંભળતા હું મોટો થયો હતો તેમના ગીતોથી એક અલગ જ લગાવ થઈ ગયો હતો તેથી જ મને પહેલેથી એમના કોઈ પણ ગીત એક તેમને જીવંત સાંભળવાનો ખૂબ જ શોખ હતો મને એક ઈચ્છા હતી કે એક વાર એમને જીવંત સાંભળી શકું પણ ભગવનાની કેવી લીલા કે તેમને ખૂબ જ વહેલા લઈ લીધા પોતા પાસે જેથી હું તેમને સાંભળી શક્યો નહીં પરંતુ જો મને મોકો મળે એક વાર મળે એમને જીવંત સાંભળવાનો સાંભળવાની ઈચ્છા હતી